જો મને મોકો આપવામાં આવે તો સૌથી પહેલા તો મારું જે ગુજરાત રાજ્ય છે એમાં અમદાવાદની જે પોળની શૈલી છે એની જે ઢબ છે એ હું બતાવવા માગું અમદાવાદ પછી પાટણ જે છે ત્યાં આગળ રાણ કી વાવ કરીને એક મોટી વાવ જે બંધાવેલી જૂના સમયની એ ખૂબ સારી એવો એક હેરિટેજમાં સ્થાન પામેલી એક જગ્યા છે આ પાટણની અંદર જ એક સાડીની એક અનોખી રીત છે જેને પટોળા તરીકે ઓળખવામાં આવે છે એ પટોળાને એક પટોળાને બલ બનતા લગભગ છ મહિનાથી વર્ષ જેટલો સમય લાગે એ પટોળાની જે જગ્યા છે બનતી જે જગ્યા એ પણ હું બીજા દેશનાં લોકોને બતાવવા માગું એ ઉપરાંત મોઢેરા તેનું સૂર્યમંદિર અને એની કોતરણી એ પણ એક બહુ મોટો અને અમૂલ્ય વારસો છે સંખેડા જે એક નાનકડું એવું ગામ છે ત્યાંનું ફર્નિચર ચાંપાનેર ત્યાંના કિલ્લાઓ જે મુઘલો સમયની આપણી સંસ્કૃતિ છે એ આપણો સંસ્કૃતિક વારસો છે અને આપણી સંસ્કૃતિની ધરોહર છે ચાંપાનેરને હેરિટેજ સાઈટ તરીકે ગુજરાત ગવર્મેન્ટ જ નહીં પણ ભારતની ગવર્મેન્ટે પણ એક ઉત્તમ સ્થાન આપ્યું છે એ ઉપરાંત કચ્છની અંદર ધોળાવીરા કરી અને એક શહેર છે જે આપણી પાંચસોથી પણ વધારે વર્ષ પ્રાચીન એવી હડપ્પન સંસ્કૃતિને દર્શાવે છે અને આ બધી જ જગ્યાઓ જે છે એ અત્યારે પણ એમને એમ સરસ મજાની સ્થિતિમાં જળવાઈ રહી છે એ આપણા માટે આપણાં રાજ્યનું અને આપણા દેશનું બહુ મોટું ગૌરવ છે અને એટલા માટે હું બીજા દેશોને આ બધું બતાવવા માગું છું